દરેક ગીત જે છે એ લાગણી સાથે જોડાયેલું હોય છે સામાન્ય રીતે લાગણી સભર ગીતો અથવા તો શૌર્ય ગીતો આ બધા પ્રકારનાં ગીતો જે છે એ ગવાતાં હોય છે સામાન્ય રીતે હું મારા ગીતો પરીસ્થિતિને અનુકૂળ ગાઈ શકું છું જેમકે અગર કોઈ સુખદ પ્રસંગ હોય તો એ મુજબ અથવા તો કોઈ દુઃખદ પ્રસંગ હોય તો એ લાગણીને હું મારા ગીતની અંદર ઢાળી અને દર્શાવું છું